હવે જુદી જુદી ભાષાઓમાં ગીતો સાંભળવાની અને વગાડવાનો એ વિશે આપણે વાત કરીએ તો આપણે કોઈપણ પ્રસંગમાં ગયાં હોય કે પછી આપણે કોઈ જગ્યાએ દુકાનમાં ગયાં હોય કે પછી અત્યારે ગમે ત્યાં આપણે કોઈ ગાર્ડનમાં બેઠાં હોય કે ગમે ત્યાં હોય ઘણા બધાને આપણે કોઈ મોબાઇલમાં કે બેન્ડ બાજામાં કે અત્યારે તો ડીજેનો જમાનો આવી ગયો એટલે ડીજેમાં પણ એવાં સારાં સારાં અલગ અલગ ભાષાનાં ગીતો સાંભળવા મળે જેમકે અત્યારે હિન્દી અંગ્રેજી અરે અંગ્રેજી ગીતો પણ આવતાં હોય છે પણ અંગ્રેજી ભાષાનાં ગીતો તો મને તો ઓછાં જ ગમે કેમ કે અંગ્રેજી ભાષામાં મને થોડીક ઓછી ખબર પડે એટલે એ ગીતો થોડાંક ઓછાં ગમે પણ હિન્દી ગુજરાતી અત્યાર સુધી તો હિન્દી ગુજરાતી અને મરાઠી જ જાણતી હતી પણ જ્યારથી આ વલસાડ સ્કૂલમાં નોકરી કરવા આવી ત્યારથી વારલી ભાષાનાં ગીતો પણ બાળકોનાં મોઢે સાંભળ્યા એટલે ધીમે ધીમે વારલી ભાષાનાં ગીતો પણ મને સાંભળવા સારા લાગવા લાગ્યાં અને મને પણ એમાં વધારે પડતો રસ પડવા લાગ્યો એટલે હું વારલી ભાષાનાં ગીતો પણ વધારે સાંભળું છું અને વધારે પડતા આમ તો હું મોબાઈલમાં જ સાંભળું કેમ કે હવે તો ટેકનોલોજીનો જમાનો છે એને

મારે કંઈ પણ સાંભળવું હોય તો હું સ્માટ ફોન દ્વારા મારા મોબાઇલમાં ટોપ બેક ચાલું કરીને અને હું યુટ્યૂબમાં ગૂગલમાં સર્ચ કરીને અને જે સાંભળવું હોય તે તે ગીત ગમે તે ભાષામાં કે ગમે તે નવલકથા કે કોઈ પણ મારે કંઈ પણ વસ્તુ સાંભળવું હોય તો હું મોબાઈલમાં સાંભળી લઉં છું અને મોબાઈલમાંથી જ ઘણાં ગીતો અને તે બધું આપણને શીખવા મળે

અત્યારે આ વલસાડ જિલ્લામાં પણ વારલી ગીતો એટલે વારલીનાં હિન્દી ગીતો પણ એટલાં સરસ હોય છે ને

તેવાં બધા અમુક અમુક ગીતો ઘણાં બધા છે

અને મરાઠી ભાષાની વાત કરું તો મરાઠી ભાષામાં ઘણી બધી હું નાની હતી ત્યારથી મારી ફ્રેન્ડો પણ હતી બોમ્બેની એટલે મરાઠી ભાષા પણ મને વધારે તો નહીં પણ થોડી ઘણી આવડે જેવા તેવા અમુક અર્થ સમજાય એટલે મરાઠી ભાષા પણ મને ગમે

એટલે સંગીતમાં તો જેટલો આપણે ઇન્ટરેસ્ટ ધરાવીએ તેટલો બ્લાઇન્ડ માટે તો બહુ જ ઓછો જ પડે કેમ કે બ્લાઇન્ડ માટે તો સંગીત અને બ્રેલ જ વધારે જરૂરી હોય છે જો સંગીત કરેલું હોય

અમને લોકો બોલાવે કે તમારે આવવાનું અને ગાવાનું તો અમને તેવી રીતે તે લોકો

બોલાવે એટલે ગરબા પણ ગાઈએ અને બીજાને પણ એન્જોય કરાવીએ અને અમે પોતે બી એન્જોય કરીએ ગાવાનો મોકો મળે તો કોને ના ગમે એટલે ગાવું પણ એટલું જ ગમે અને વગાડવાનું પણ મજા આવે અને જ્યારે માઈક માઈકો સાથે ગાવાની અને બોલવાની મજા કંઈક અલગ જ હોય છે એટલે જ્યારે પણ હું પ્રોગ્રામમાં જાઉં તો મને ગાવા મળે તો મને બહુ ખુશી થાય એવી જ રીતે અમે જન્માષ્ટમીમાં પણ એટલી જ મજા કરી અહીંયા જન્માષ્ટમીનો બહુ સારી રીતે ઉત્સવ અમે લોકોએ મનાવ્યો અને ત્યારે પણ

થયો ત્યાં સુધી અમે બધાએ ભજન કિર્તન કર્યું સત્સંગ કર્યો અને

પ્રોત્સાહિત લોકો જેટલું પ્રોત્સાહિત કરે તેટલું તે લોકો આગળ પણ વધતા જાય રસ પણ લેતા જાય અને ધીમે ધીમે સંગીતનું પ્રચાર પણ વધતો જાય તે રીતે સંગીતનું નામ પણ આ દુનિયામાં તેમજ આ દેશમાં પણ સારી રીતે બને એવો હું ઈચ્છું છું